બોલો અલ્પેશભાઈ દહી લેવાનું છે અમારી ડેરીમાં દહી મળશે છાશ મલશે શ્રીખંડ મલશે મલાઇ પેંડા મલશે શ્રીખંડ મળશે તો તમારે શું જોઈએ છે ભાવ તો હમણાં લિટર દૂધના તો અં પાંત્રીસ રૂપિયા છે તો તમારે કેટલુ દૂધ જોઈતુ તુ દહી લેવાનું જથ્થાબંધ લઈએ તો પૈસા તો હમણાં તો ભાવ તો છે જ તમને દહી લેવું હોય તો સાડી ચારસો રૂપિયા જેવા છે

શું કયો અલ્પેશભાઈ હા હા શ્રીખંડ પણ મળે છે

તો તમે શ્રીખંડનો ભાવ પણ તમને શ્રીખંડનો ભાવ વધારે છે નવસો રૂપિયા જેવો છે તો તમે પોસાય એવું હોય તો તમારે કેટલા કિલો જોઈતુ તુ પાંચેક કિલો જેવુ જથ્થાબંધ તમારે લેવો હોય તો તમારે પછી મને તમે રૂબરૂ મળી શકો ખરા તમે હં હં રૂબરૂ મળે તો હા સારું સારું સારી સારું સારું ચલો મુકું તો ફોન